હેલો હ બોલો હ હ

હ હ

મળી જશે આઠ દિવસમાં હા પતી જશે જેવુ જોઈએ એવું આવશે જેવુ જોઈએ એવું હા મોકલી આપીશું હવે બાંધણીની કિમત પંદરસોથી પંદરસોથી પંદર હજાર સુધીની હોય પાયો પ્રાઇઝ આમાંથી ઓકે

હા ઓકે ઓકે

હા બીજી કેવી છે હા હા સો ટકા હ ઓકે હ ઓકે એ ઓકે ઓકે આવજો આવજો ચોત્રી કાંય નહીં વર્ષ થઇ ગયાં